ના આજ સુધી મને એવી કોઈ તક તો મળી નથી બટ મને જ્યારે બી તક મળશે ત્યારે હું અવશ્ય એને પસંદ કરીશ અને એના ઉપર આગળ વધીશ અત્યારે હાલમાં મને નૃત્ય માટે ફ્રી સ્ટાઈલ મારું સ્ટાઈલ છે એટલે હું કોઈ પણ પ્રકારનું સ્ટાઈલ કરી શકું છું બેમ પ્રોપર ડાન્સ ક્લાસીસ કોઈ અટેન્ડ નથી કર્યા બટ જ્યારે જ્યારે જ્યારે મને તક મળશે ત્યારે અવશ્ય પસંદ કરીશ અને મારું મારું પર્સનલ ફેવરેટ ડાન્સ સ્ટાઈલ ગરબા છે તો ગરબામાં મને વધારે રુચિ છે એટલે ગરબા એક ડાન્સ ફૉમ જ છે એમાં બી વધારે આગળ વધારે વધી શકાય એવું છે અને લગ્ન પ્રસંગમાં બી નાના હતા ત્યારે બી અને સ્કૂલ જ માં જ્યારે ડાન્સ કરવાનો મોકો મળતો ત્યારે હું બધા જ ડાન્સ કોમપીટેશનમાં પાર્ટીસીપેટ કરતી બટ પ્રોપર કોઈ આગળ વધી શકાય એવા કોમપીટેશનમાં મને તક મળી નથી આજ સુધી તો એના માટેનો મને અફસોસ છે જિદગીમાં બટ આગળ વધી શકાય તો એના માટે હું સારું એવું મળશે તો હું પસંદ કરીશ અને જ્યારે જ્યારે મેં ડાન્સ સ્ટાઈલ પસંદ કરી છે ત્યારે મને પર્સનલી કથક બી ગમે છે બટ એમાં મને કોઈ એવી તક મળી નહીં કે હું એના ક્લાસીસ જોઈન કરી શકું એમાં આગળ વધી શકું કે આમ કોઈ એવી તક મળી નથી આજ સુધી બટ જ્યારે યા ડાન્સ સ્ટાઈલ મારો ફ્રી સ્ટાઈલ છે તો એટલામાં હું આગળ લાઇક મારું માય લાઈફ ઇસ ડાન્સ લાઇક મને એટલી હદે ગમે છે સો હું એમાં આગળ વધી શકું તો મને એવી તક મળે તો ક્યારેય ગુમાવ ગુમાવીશ નહીં ગમે ઈ થઈ શકે લાઈફમાં તો બી નહીં